ખાનપાનનો ભાગ હોય એવી ખાસ વાનગીઓ ઢોંસા પાઉંભાજી જીરા રાઈસ દાલ ફ્રાય ઊંધિયું રોટલી ઓળો રોટલો એ બધુ છે તો એમાં પંજાબી શાકને એવું હોય તો એમાં ગરમ મસાલાનો ભાગ વધારે હોય શકે છે પછી ચા હોય તો ચામાં ખાંડ વધારે હોઈ શકે વધારે થઈ જાય